આપણે જાણીએ છીએ કે આજનો માણસ હંમેશા જલ્દીમાં જ રહે છે સમગ્ર શહેર આખો દિવસ સુધી ગતિશીલ અવસ્થામાં રહે છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્થાનિક પરિવહનની ઘણી સેવાઓ અત્યારે ત્યાં ઉપલબ્ધ છે જેમ કે સરકારી બસો સરકારી વાહનો કોઈ વ્યક્તિઓ પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરે છે કોઈ રીક્ષાનો ઉપયોગ કરે છે કોઈ પ્રાઇવેટ વેનનો ઉપયોગ કરે છે કોઈ પોતાની બાઇક અથવા સાઇકલ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકે છે અથવા તો તે તેમના કામનાં સ્થળે જઇ શકે છે આ બધાં જ પરિવહનનાં સાધનો ત્યાં રહેતા લોકોના રોજિંદા જીવનને ઘણી રીતે અસર કરે છે આપણે જોઇએ તો વધતાં વાહનો વાતાવરણનાં પ્રદૂષણને વધારે છે વધતા વાહનોનો લી વાહનોના લીધે રોડ પર થયેલો ટ્રાફિક પણ વધારે જોવા મળે છે અને બીજી તરફ જોઇએ તો પ્રાઇવેટ વાહનો હોવાથી કોઇપણ વ્યક્તિ ગમે તે સમયે ગમે ત્યાં જઇ શકે છે અને પોતાની મરજી પ્રમાણે તે સમગ્ર શહેરમાં ફરી જ પણ શકે છે